હા હું મારી પ્રાથમિક સ્કૂલમાં હું જ્યારે અભ્યાસ કરતી હતી ત્યારે મેં દોડની સ્પર્ધામાં ભાગ લીધેલો ખરો પણ ત્યારે હું ખૂબ જ નાની હતી અને કોઇવાર દોડી પણ નહોતી એટલે એ વખતે મારો ત્રીજો નંબર આવ્યો હતો છતાં પણ હું ખુશ હતી કારણકે તેને માટે મેં કોઈ અભ્યાસ પણ કરેલો ન હતો તેથી મને સ્કૂ શાળા તરફથી ભેટ પણ મળી હતી એ અનુભવ મારે ખૂબ જ સારો રહ્યો હતો તેથી હું ખુશ થઇ અને હું પ્રભાવિત પણ થઈ તેથી હું જ્યારે મારી માધ્યમિક શાળાના અભ્યાસ માટે ગઈ ત્યાં પણ મેં ત્યાં દોડની સ્પર્ધામાં ભાગ લીધો હતો અને તેના માટે તો અમને દસ દિવસ અભ્યાસ માટે પણ મળ્યા હતા જેથી અમારી દોડી ખૂબ સારી થાય તે દસ દિવસના અભ્યાસમાં મેં ખૂબ સારી મહેનત કરી હતી જ્યારે સ્પર્ધાનો દિવસ આવ્યો ત્યારે તે દિવસે ઘણી બધી છોકરીઓ હતી જે મારા કરતાં પણ સારું દોડતી તી પણ મેં મારી મહેનત મુજબ હું દોડી હતી તેથી મારો બીજો નંબર આવ્યો હતો અને તેથી પણ હું સંતુષ્ટ હતી અને એ મારો અનુભવ ખૂબ જ સારો રહ્યો ત્યારે મારો બીજો નંબર આવ્યો હતો અને ત્યારે પણ મને મારી શાળા તરફથી ભેટ મળી હતી